હૈલો હૈલો હાબતાવો સમસ્યા શુ છે ઉદાસી છે ને મિત્ર કે કે અનિવાર્ય છે જીવનમાં ઉદાસી આવતી રેતી હોય છે તમારું નામ શું છે મિત્ર જાણી શકું છું ઉદાસી તમને ક્યાંરથી અનુભવાની શરૂ થઈ વાહ વાહ વાત બસ ઘણી તાત્વિક છે પણ મિત્ર અસ્તિત્વ સાથેના આપ્રકારના ચેહરા એ સાત્વિક નથી પરંતુ તમારી એક માનસિક સંકલ્પના રજૂ કરેં છે જે તમને તમારા કાર્યથી ભાગ્વા માતે ની પ્રેરના આપે છે તો ઉદાસીમાં ના રહો એ એક સમય પછી એક બહાનું બની જશે અને આ બહાનાથી તમે તમારી બધી નિષ્ફળતાને દાખ્શો સમ્જાય છે હું તમારી વાત સમજું છું તમે પોતાને નથી સમજી શકતા આ જગતમાં કોઈ પોતાને સમજી નથી શકતા તું મારી વાત સાંભળઓ તમે ઉદાસીમાંથી બહાર નીકળો અને કાર્ય કરો

તો કાર્ય ન કરો કાર્ય ન કરો

ગીતાની અંદર ભગવાન ખુદ પોતે કહે છે જે મારી અંદર અનંત અનન્ય આશ્રિત થઈને રહે છે એનું ભરણપોષણ હું ખુદ કરું છુ એટલે કાર્ય કરવાનું છોડી દો હી ભગવાન કરશે હું તો સાઇકોલોજિસ્ટ છુ આ પ્રકારની સમસ્યાઓ મારી સામે નાલાઓ મારું કામ તમને ઉદાસીમાંથી બહાર લાવવાનુ છે જો તમને એવુ લાગશે કે તમે ઉદાસીમાંથી અંદર જતા બહાર આવતા હોવ અંદર જતા આવતા હોવ જાણે કે કોઈ જુલાની અંદર ઝૂલી રહ્યા છો એવું હંમેશાની માટે થાય છે જ્યાંરે તમને ઉદાસીનું અનુભવ કરો છો રે તમને ઝુલાની અંદર ઝૂલી રહ્યા છે એવું અનુભવ થશે આ બહુ સામાન્ય અનુભવ છે મિત્ર આનાથી ડરવાની જરા કઈ જરૂર નથી તમારી સાથે તમારા મિત્ર કુટુંબીજનો ને બધાઈ હોય છે એટલે તમે ઉદાસીના અનુભવોને જેટલો શક્ય બને તેટલો ઓછો કરો તમારે ખુશ રહેવું છે જો આ પ્રકારની સમસ્યાઓ મેં ખુદ જાતે અનુભવી છે હું તમને કેટલાક પ્રશ્નો પુછિશ જો તમને ખાવાનું નથી મળી રહ્યું

શુ ખાવાનું નથી મળી રહ્યું ઓકે તો શુ તમને પીવાનું પાણી નથી મળી રહ્યું પૈસા કમાઓ ઉદાસ શા કામ કરો છો પૈસા કમાવાના સાધનો બદલી કાઢો જે તમે નિષ્ફળતાની અંદર છો એનો સ્વીકાર કરીને ખુશ રહો ખુશ રહેવુ એ એક પ્રક્રિયા છે તો ઉદાસ રહી શકો છો શું તમે ડિપ્રેશન માં છો અમારા એક મહાન અધ્યાપક અમને હમેશા કહેતા આ પ્રકારની પરિસ્થિતિ એક પ્રકારના માનસિક ચોચલા છે તો એસ અ સાઇકોલોજિસ્ટ હું તમને એક સલાહ આપું છું આ પ્રકારના માનસિક ચોચલાઓમાં ન ફસાવો તમે ખુશ રહી શકો છો તો રહો મારા મતે તમે ગમે ત્યારે ખુશ રહી શકો છો જો તમારે અત્યારે ભી ખુશ થવું છે તો તમે થઇ શકો છો

જો એક સ્ત્રી માં આનંદ એકમાત્ર સ્ત્રોત ના બની શકે આનંદના સ્ત્રોત હમેશા એવું મારું માનવું છે એટલે હું એ આનંદના સ્ત્રોત

નહીં નહીં જો તમે ગેરસમજણ કરી રહ્યા છો આનંદનો એક માત્ર સ્ત્રોત એ નથી આનંદ નો સ્રોત એ છે પણ એકમાત્ર નથી અનુભવ શું જરૂર અનુભવ શુ નહી દુખ અનુભવ શ્રેણિક છે જો હું દુ ખ અનુભવ્યાં કરીશ તો રેહવાનું દુ ખી ભૂલી જવાનું એ દુખમાં રહેવા રહેવું એક દુઃખમાં દુઃખ મારું રહેવું જ જીવન છે તો જો તમે જો ઉદાસ હો તો ઉદાસ જ રહો એક સમય આવશે જ્યારે તમારી ઉદાસીનતા તમને ખુદને છોડીને નહાય જસે તો મિત્ર મારો એક જ અભિપ્રાય છે તમને તમે સમજી લો સમય સાથે જ્યા સુધી ઉદાસીનતા ના જાય આ જન્મે કે ક્યા આવ્તા જન્મે ત્યા સુધી તમે દુઃખી રહો એવી જ મારી શુભકામનાઓ આભાર